ગુજરાતમાં આમ તો દારૂબંધી છે એટલે રાતના બાર વાગ્યા પછી જનરલી ચહેલ પહેલ ઓછી હોય પણ અમુક જિલ્લા એવા છે કે જ્યાં તમને બે અઢી વાગ્યા સુધી ખાવા માટે લોકોની ભીડ જોવા મળે જેમ કે રાજકોટમાં ચિપ્સ અને ગાંઠિયા દાબેલી પાવભાજી ભૂંગળા બટેટા અને સાઉથ ઇન્ડિયન ડીસીઝ ઉપરાંત સરદારજીના આલુ પરોઠા અને દહીં અને વરસાદમાં મયુરના ભજીયા રાતના બે વાગ્યા સુધી મળે આ સિવાય પટેલનો આઈસ્ક્રીમ શિયાળામાં પણ રાજકોટ વાસીઓ એનો આનંદ લે છે એ ઉપરાંત રેસકોર્સ ઉપર ચંદુભાઈની ભેળ પાણીપુરી એની માટે પણ રાતના દોઢ બે વાગ્યા સુધી લાંબી લાઈન જોવા મળે પછી આવે ભાવનગર ભાવનગરના મસ્ત લચ્છુના પાવ ગાંઠીયા અને તીખી સેન્ડવિચ એની માટે પણ રાતના બાર એક વાગ્યા સુધી તમને લોકો લચ્છુના રેકડી પાસે જોવા મળે એ ઉપરાંત નરસિંહ બાવાના ગાંઠિયા દાળ પકવાન દાળ પૂરી અને ક્રેસનની પ્યાલી આ ભાવનગરની ખાસ ખાવા લાયક ચીજો છે અમદાવાદની વાત કરીએ તો માણેકચોકની દુકાનો રાતના નવ વાગે બંધ થઈ જાય પછી રાત્રે એ જ દુકાનની બહાર અસંખ્ય રેંકડીઓ ઊભી થઈ જાય અને જુદી જુદી જુદી ડીશો તમને ત્યાં માણેક ચોકમાં ખાવા મળે એમાં મહારાષ્ટ્રની થાળી બી મળે પંજાબના આલુ પરોઠા મળે સાઉથ ઇન્ડિયન ડીસિસ મળે પાઉ વડા મળે બસ આ ત્રણથી ચાર ડિસ્ટ્રિક્ટ એવા છે કે જ્યાં તમને રાતના બે અઢી વાગ્યા સુધી ચહલ પહલ જોવા મળે